ગુરુ પાસેથી હંમેશા કંઇક નવું શીખવા મળે છે ગુરુ આપણને એવું જ્ઞાન આપે છે જેના દ્વારા આપણામાં જ્ઞાનનો ભંડાર વિકસે છે અને એના દ્વારા તમારી અંદર અ નવી ઉર્જા આવે છે અને જેમાં આપણે સાચો અને સરળ મા સરળ માર્ગ મળે છે મારા એવા અ ઘણા બધા શિક્ષકો છે જેના દ્વારા મને ઘણું બધું શીખવા મળ્યું છે તો જેની અંદર કહું મારા અનુભવ પ્રમાણે તો ગુરુએ દુનિયાના બધા જ અનુભવો કરેલા હોય છે જેમને દુનિયાની અંદર ચાલતા ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જેમકે વિદ્યા છે જ્ઞાન છે અનુભવો મળેલું હોય છે જેના વિશે એમને ખ્યાલ હોય છે જેના દ્વારા એ આપણને સમજાવતા હોય છે કે આમ કરવાથી આ આ રસ્તો અપનાવવાથી આ વસ્તુ થશે આ પરિસ્થિતિમાં આ વસ્તુ લેવાથી આ તમને મળશે તો એના માટે થઇને તમારે ઘણું બધું ભોગ આપવો પડે છે ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તો આમ ગુરુ હંમેશા આપણને એક સાચી સલાહ આપે છે સાચો માર્ગ બતાવે છે તેના દ્વારા આપણે હંમેશા આગળ વધીએ છીએ તો મારા મંતવ્ય પ્રમાણે મારો અનુભવ એવો રહ્યો છે કે જયારે હું કોઈ પરિસ્થિતિમાં ફસાઉં છું ત્યારે હું હંમેશા મારા ગુરુને યાદ કરું છું હું એમને હું એમને સલાહ લઉં છું એમનું માર્ગદર્શન લઉં છું અને એમને પુછુ છું કે આ પરિસ્થિતિમાં મારે શું નિર્ણય લેવો જોઈએ મારો શું નિર્ણય હોઈ શકે આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ તો એના માટે થઇને એ જે મને માર્ગ બતાવે છે જે રસ્તો અપનાવે છે અને જે હું અ અ કરું છું તો એનાથી મને ઘણો બધો લાભ થાય છે માટે થઇને ગુરુ હંમેશા શ્રેષ્ઠ હોય છે અને તેઓ તેમના અ જેવું એક વ્યક્તિત્ત્વ આપણી અંદર ઉભું કરવાનો પ્રયત્ન કરે છે